રસોડામાં મારા માટે સાધન અગત્યનું એ છે સૌથી પેહેલાં સ્ટવ હોવું જરૂરી છે અને સ્ટવ સળગાવા માટે લાઇટરની જરૂર છે અને લાઇટર સળગાવીને પછી કોઈ વસ્તુ રાંધવા માટે વાસણની જરૂર છે અથવા કૂકરની જરૂર છે અને કૂકરની જરૂર માટે એનાં માટે ચમચાની જરૂર છે અને હલાવવા માટે ચમચાની જરૂર છે પછી મારું બીજુ સાધન એ છે કે રોટી બનાવવા માટે તવાની જરૂર છે અને રોટી બનાવવા માટે સૌથી પ્રથમ વેલણ અને પાટીયાની જરૂર છે પછી એના ઉપર તવા માટે શેકવાનું છે અને

ગ્રાઈન્ડર હોય તો તમે સારી રીતે મતલબ પકાવ સારી રીતે તમે રાંધી શકો છો